હું એમ તો રોજ ચિત્ર દોરતી હોય મનમાં એ ઘણી વાર મને એવું થાય કે મારે આજે ચિત્ર નથી દોરવું મારું મન ના થતું હોય કારણ કે હું એટલી બધી થાકી ગઈ હોઉં આખો દિવસ કામ કરીને કોલેજે આવીને એના કારણે ચિત્ર દોરવાનું મન નો થાય અને ચિત્ર દોરવા માટે મને પ્રેરણા એ રીતે મળે કે હું મારી મનને મજબૂત કરું અને કોઈને મારા ચિત્રની જરૂર હોય કે આજુ બાજુ વાળા કે કોઈ આવે નાના નાના છોકરા કે દીદી મને આ ચિત્ર દોરી દે તો હું એને ચિત્ર દોરી આપું એના માટે મળે મને પ્રેરણા અને ક્યારેક હું ક્યાંક બાર ગઈ હોય અને મને એવા કુદરતી દ્રશ્યોને એવું જોવા મળે એના ઉપરથી મને પ્રેરણા મળે કે આજે મારે આ ચિત્ર દોરવું જ છે એ એના માટે થઈને હું આ ચિત્રને દોરું છું એની મને ચિત્ર દોરવાની પ્રેરણા મળે છે અને મારા અખો દિવસનો એટલો આખો દિવસ આખો બીઝી હોય છે કે હું ટાઈમ નથી કાઢી શકતી સવારમાં મમ્મીને કામમાં મદદ કરાવીને કોલેજે આવવાનું કોલેજેથી પાછું ઘરે જવાનું ઘરે જમી કરીને નવરા થઈ અને પછી હું ચિત્ર દોરું છું રસોઈ કરી આ બધુ આખો દિવસ એટલો બધો વ્યસ્ત થઈ જાય છે એમાં હું મારા ચિત્રનું આયોજન કરવું પડે છે મારે એમાં સમય થોડો ઘણો અળધો કલાક કલાક તો માંડ માંડ કાઢી શકું છું અને અત્યારના દિવસો તો એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે એમાં ક્યારેક ક્યારેક તો મેરેજમાં જાવાનું આવે કે બહાર જવાનું થાય કે ના થાય તો હું એમાં ચિત્ર નથી દોરી શકતી મેરેજમાં જવાનું થાય કે ક્યાંય બહાર જવાનું થાય તો ચિત્ર દોરાતું નથી કોલેજમાં જો લેકચર ના હોય તો હું વહેલી ઘરે વઈ જાઉં તો નવરી થઈ ગઈ હોય અને જો મારું મગજ શાંત હોય તો હું ચિત્ર દોરી શકું એ જો મારું મગજ શાંત ના હોય માથું દુખતું હોય એવું બધુ થાતું હોય તો હું ચિત્ર નથી દોરી શકતી અને હું મોટે ભાગે તો મારા માટે ચિત્ર દોરતી હોય અને ક્યારેક ક્યારેક બાજુમાં છોકરાઓના નાના રહે છે એ મને સ્કૂલ માટેને ચિત્ર દોરાવું હોય તો મને એમ કે કે દીદી પેંટિંગ કરી લો તો હું એને પેંટિંગ કરી આપું કે હા તમતારે ઇટ્સ ઓકે અને ઈ કે કે વાંધો નહીં તમતારે હું તમને કરી આપું તો એના માટે ઈન્ટરનેટના કે ગુલાબના કે ગમે એવા પેંટિંગ એને દોરવાની હોય કુદરતી દ્રશ્યો દોરવાના હોય તે બધુ એને દોરી આપું અને મારા ખુદ માટેને હું સ્પર્ધાઓમાં અને ચિત્ર માટે ભાગ લઉં છું એ બધા માટે ચિત્રનું ભાગ લેવા માટેના પણ હું ચિત્ર દોરું છું